પરિવારમાં પુરુષો અને મહિલાઓની ભૂમિકા સમાન છે એટલે કે અમારા ઘરમાં એવું નથી કે ખાલી મહિલાઓ જ જમવાનું બનાવે એટલે કે ભોજનની વ્યવસ્થાઓ મહિલાઓએ કરવાની ના એવું જરા પણ નથી જો વહેલાં પપ્પા આવી જાય તો એ બનાવે અને મારી મમ્મા એટલે કે મારી મમ્મી પહેલાં આવી જાય જમ તો એ જમવાનું બનાવે હવે મારા પપ્પાને જરાય એવી શરમ નથી આવતી કે હું આજે મારા ઘરનું ફળિયું વાળુ છું અને મારી ઘરવાળી સૂતી છે એ બિન્દાસ્ત કોઈની લાજ શરમ વગર બહાર જઈને વાળશે એટલે કે સંજવારી કરશે હવે એમને પોતું કરતાં એટલે કે મારા પપ્પાને ઘરના દરેક કામ કરતાં આવડે છે અને એમને મારા પપ્પાએ અને મારા મમ્મીએ એટલે કે મારા વાલીઓએ મારી બેન મારો ભાઈ અને હું અમારા ત્રણેયને સમાન રીતે એટલે કે એક સરખા ભાવે ઉછેર્યા છે મારા ભાઈને પણ દસ વાગ્યા પછી બહાર નહીં જવાનું અને મને પણ દસ વાગ્યા પછી બહાર નહીં જવાનું જો મારો ભાઈ જાય છે દસ વાગ્યા પછી તો હું પણ જઈશ આ એક સિદ્ધાંતની સાથે સાથે અમને ઉછેરવામાં આવ્યા છે હવે મારા ભાઈને પણ કચરાં પોતા કરવાના એટલે એવો કોઈ પણ અમારા ઘરમાં નિયમ નથી કે આ કામ હું ન કરું બધું જ કામ તમને આવડતું હોવું જોઈએ પછી ભલે તમે છોકરા હોય કે છોકરી હોય એટલે કે તમે પુરુષ હોય કે મહિલા હોય એ પછીની વાત છે દરેક કામ કરતાં તમને આવડવું જોઈએ આ સિદ્ધાંતની સાથે અમારા ઘરની આ વ્યવસ્થા છે હવે આ ભૂમિકાઓ એક સિદ્ધ અને શ્રેષ્ઠ લોકો માટે છે કે જે મોટે ભાગના આવું ફોલો થતું હોતું નથી પણ અમારા ઘરમાં કાલ સવારે ઊઠીને મારા પપ્પા ચા બનાવશે અને મારા મમ્મી હજી એનું કંઈ જે કાર્ય હોય એ કરતાં હશે તો આમાં કંઈ એક શરમ અનુભવવાની વસ્તુ છે નહીં તો આ કાર્યો કરવા માટે અમારા ઘરમાં આવા કોઈ જ નિયમો નથી કે આ કામ ખાલી આજ કરશે ને આ કામ આજ કરશે કે આ છોકરીઓનું કામ છે આ છોકરાઓનું કામ છે ના દરેક કામ બધું જ આવડતું હોવું જોઈએ પછી એ હું હોઉં કે મારો ભાઈ હોય મને કપડાં ધોતાં નથી આવડતું મારા ભાઈને આવડતું હોવું જોઈએ અને મનેય આવડતું હોવું જોઈએ મને ગાડી ચલાવતા પણ આવડવું જોઈએ અને મને વજન ઉપાડવામાં કંઈ તકલીફ ન પડવી જોઈએ ત્યાં પછી મને એવું કોઈ એવું ના આવવી જોઈએ કે આ કામ તો તારું જ છે ભાઈ તું કર ના આ બધા જ કામ બધા લોકો કરી શકે હા નાની મોટી વસ્તુ હોય કે જેમ અમુક વસ્તુ જ હું કરી શકું અમુક વસ્તુ જે ન થતી હોય એ મારા શારીરિક રીતે ન કરું એ મારા માટે હિતાવહ નથી એટલે મારે ન કરવું જોઈએ બાકી આ તારાથી કામ ન થાય તું ન કર આવા વ જે શબ્દનો ઉપયોગ જન એટલે નૉર રોજબરોજની જિંદગીમાં બધા કરતાં હોય એ અમારા ઘરમાં ન કરવાના નિયમોની સાથે અમારી ભૂમિકાઓ અને બધાના કામ વહેંચાયેલા છે